હાઈકિંગ માટે તો આમ મોટે ભાગે હું કોઈ પણ પ્રકારના વાતાવરણો કે કોઈ પણ પ્રકારના પ્રદેશો માટે હું સક્ષમ છું એટલે એનું કંઈક રિઝન નથી બધા મેમ્બરો બધે શહેરોએ જઈને હાઈકિંગ કરું અને અલગ અલગ સ્થળના અલગ અલગ જગ્યાના અલગ અલગ પ્રદેશોના જેમ કે પર્વતો દરિયા કિનારો બરફ આ બધા જ પ્રદેશોના અનુભવ કરો મારો મેન ઉદ્દેશ્ય પાયાનો જે એ ઉદ્દેશ્ય આ છે મોટે ભાગે જો સૂર્યાસ્ત પર્વત ઉપરથી જોવા મળતા હોય તે છે એક મમ્માદેવી મનછાદેવી જે છે ત્યાંથી પણ સૂર્યાસ્ત ખૂબ સારું એવું દેખાય છે સામે ગંગાનો ધસમસતો ખૂબ પ્રવાહ હોય અને ઉત્તરાખંડ જેવો પ્રદેશ આમ ત્યાં ઘણા બધા જોવા મળે છે સૂર્યાસ્ત આમ મોટા ભાગે જોવા જઈએ તો હિમાલય એટલે કે કેદારનાથનો તેમ જ રિષિકેશનો સૂર્યાસ્ત જે ખૂબ સારો એવો સૂર્યાસ્ત જોવા મળે છે આમ ઘણા બધા હોય હાઈકીંગ માટે સૌથી મોટું પ્રદર્શન જોવા મળે છે આમ બધા સૂર્યાસ્ત અમે જોએલા છે અને પ્રદેશો પણ જવાની તરીકે તો પ્રદેશો જોવા મળશે આમ દરિયા કિનારો જેવા કે ખૂબ સારા પ્રદેશો છે